આપણા હિન્દુઓમાં એવું કહેવાય છે કે સવારે ઉઠો એટલે પહેલાં હથેળીના દર્શન કરો હથેળીના દર્શન કરીને એમાં એવું કહેવાય છે કે સરસ્વતી માતાના દર્શન થાય છે તો એ હથેળીના દર્શન કરી અને પાછા તમે નિત્યક્રમમાં જોડાવ પછી તમે સ્નાન કરીને આવો તો પહેલા એમ સૂર્ય નમસ્કારનું કરીએ છીએ આપણે કે ભાઈ પાણી ચઢાવીએ છીએ અને સૂર્યને અર્પણ કરીએ છીએ અને ઓમ સૂર્યાય નમ બોલીને આપણે એમને પ્રાર્થના અર્ચ અ કરીએ છીએ એક તુલસી માતાને પણ આપણે પાણી ચઢાવીએ છીએ આ રીતે પછી આપણે આપણા ઘર ઘરમાં જે મંદિર હોય છે તો એ ઘરના મંદિરના દેવતાઓની પૂજા કરવા માટે આપણે પ્રસાદ ધરાવા માટે પ્રસાદ કરીએ છીએ અને આરતી દીવો કરીને ગુરુ બ્રહ્મા જેવી સ્તુતિ છે કે કંઈ પણ જે પણ પ્રાર્થના છે માતાજીને લગતો ગણેશ ભગવાન ગણેશને લગતો કનૈયાને લગતા જે પણ કંઈ આપણી પ્રાર્થનાઓ છે તે ગાઈને અને આરતી કરીને પ્રસાદ ધરાવીએ છીએ અને સાથે માળાઓ પણ કરીએ છીએ જે એકસો આઠ મણકાની માળા હોય છે તે માળા પણ આપણે કરીએ છીએ ત્યાર પછી બાર વાગે આપણે ભગવાનને પોઢાળીએ છીએ કે એટલે કે ઘરના મંદિરના દરવાજા આપણે બંધ કરી દઈએ છીએ પછી સાંજે પણ કે સાંજે સંધ્યાકાળે આપણે મંદિરમાં દીવો કરીએ છીએ અને સ્તુતિ ગાઈએ છીએ અને દિવસ દરમિયાન પણ આપણને સમય મળે તો ભાઈ આપણે સંસ્કૃત શ્લોકના અને અથવા તો રામાયણ છે ગીતા આ ગીતાના એ ચોપડો છે તે પણ આપણે વાંચી શકીએ છે મહાભારત છે તો એમાંથી આપણને ઘણું બધું જાણવા મળે છે રાત્રે પણ આપણે જ્યારે સુવા જઈએ છે તો આપણે પગ ધોઈને પછી સૂઈએ ત્યારે આપણે ભગવાનની સ્તુતિ કરીને પછી આપણે સુઈ જઈએ છે તો આ રીતે આખા દિવસ દરમિયાન કંઈ પણ રીતે આપણે આપણા ધર્મનુ કંઈ પણ આપણે દરરોજ વાંચન કરીએ તો આપણને આપણા પછીની પેઢીને આપણે શીખવી શકીએ છીએ હવે રામાયણમાં તો રામાયણ આખું કેવી રીતે થયું અને એના શ્લોકો અને એની સમજુતી આપણે આપણા ઘરના બાળકોને પણ આપી શકીએ છીએ બીજું કે આરતીનું મહત્ત્વ પછી પ્રસાદનું મહત્ત્વ તો એ શું છે તે પણ આપણે આપણે આપણા ધર્મની ચોપડીઓમાંથી આપણે મેળવી શકીએ છીએ અથવા તો આપણા ત્યાં કોઈ મરણ થયું હોય તો આપણે તે વખતે પણ કંઈ કયા ભોજન કયા ગીતો ગાવા જોઈએ તો એ પણ આપણને એ બૂકોમાંથી મળી શકે છે હવે કનૈયાનું આઠમ આવી છે તો આઠમ વખતે પણ આપણે ભગવાનને નવા આપણે ઝૂલો કરીએ છે શણગારીએ છીએ અને પછી એમના ભજન ગાઈએ છીએ તો એ ભજન પણ આપણને આ બૂકોમાંથી પણ મળી રહે છે ધાર્મિક પુસ્તકોમાંથી આપણને મળી રહે છે